ગુજરાતમાં સમાચાર માધ્યમ અને ધર્મ આધ્યાતમિકમાં સંબંધિત મુદ્દાઓ અને એ રીતે આવરી લેવામાં આવે છે કે દરેક ધર્મ એના જુદા જુદા પાસા હોય છે ધ ધારો કે આપણને ગિરનારનું માહિતી આપે છે તો એ આપણા સમાચાર ની અંદર સમાચારમાં સમાચારની અંદર એનું એનું વિશે વિસ્તારથી આપણને માહિતી આપે છે એવી જ રીતે દરેક પેપરની અંદર જુદા જુદા માધ્યમથી આપણને આધ્યાતમિક પણ મળે છે ધર્મને લગતા ઘણાબધા પુસ્તકો પણ હોય છે એમાંથી પણ શોધી શોધીને સરસ રીતે આપણને એના મુદ્દાઓ તારવી લઈને આપણને એ સમજાવે છે એટલે ગીતાજીમાંથી જે થોડાક મુદ્દાઓ લે છે રામાયણમાંથી લે છે અને અનેક ભાષાઓમાંથી એ લોકો આપણને સારા સમાચાર ધર્મને લગતા આધ્યાતમિકને લગતા સંબંધો આપે છે હાલમાં તો હવે યુટ્યુબમાંથી પણ આપણને ઘણુંબધું જાણવા મળે છે ભક્તિનો માર્ગ અને ધર્મ એ આપણને સરસ રીતે સમજાવે છે